હા યસ શાંતિથી વાત કરો શું થાય છે હમણાં ઠીક છો પાણી આપું

ગભરાવવાની જરૂર નથી જે જે તમે મહેસૂસ કરો છો એ મને કહો કેવું લાગે છે હમણાં લાંબા લાંબા શ્વાસ લો લાંબા શ્વાસ લો અને છોડો તમે સૌથી પહેલાં તો તમે શાંત થઈ જાઓ ગભરાવાની કોઈ જરૂર નથી હમણાં તમે સુરક્ષિત છો અને હવે તમને કેવું ફિલ થાય છે શું વસ્તુ તમને તકલીફ આપે છે તે મને જણાવો

ઓકે તો તમે વધારે પડતો દિમાગ પર સ્ટ્રેસ આપો છો જે વસ્તુ તમારે હાથમાં નથી તે તમારે સ્વીકારવી પડશે કે તમે એના વિશે કાંઈ કરી નથી શકવાનાં તમે જેટલું કર્યું એટલું ઘણું છે વધારે પડતા લોકો આટલું ધ્યાન પણ નથી આપતા તમે એને નજર રાખી એની માટે બોલાવ્યા એ જ મોટી વાત છે તમારે પોતાનો એ ગુસ્સો કે લાચારી જતાવવાની જરૂર નથી તમે ઘણું કર્યું તમે જેટલું કર્યું એટલું બહુ છે તમે પોતાને સ્વીકાર કરો ને એ વાતને ત્યાં જ મૂકી દો અને આગળ વધો પહેલાં તો લાંબા શ્વાસ લો અને પછી થોડુંક ધ્યાન કરો એક ગ્લાસ પાણી પીવો એવું હોય તો આરામ કરો

તો તમારે અપોઈમેન્ટ લેવાની જરૂર છે મારી મન્થલી માસિક અપોઈટમેન્ટ તમે લો એક એક સેસન રાખો અને આપણે તમારી જે બી મેન્ટલ પ્રોબ્લમ્સ છે એ આપણે એની વિશે ડીસક્સ કરીએ અને એનું સોલ્યુસન લાવી શકીએ છીએ એવું નક્કી નહીં હોતું હોય અલગ અલગ દર્દી ઉપર અલગ અલગ સમય સીમા હોય છે જ્યાં સુધી તમને લાગે કે તમારે આવવાની જરૂર છે તમે આવી શકો છો વેલકમ વેલકમ શ્યોર શ્યોર